હેલો હું નિશા મશરૂવાલા બોલું છું તમે દર્શન ટ્રાવેલ્સમાંથી બોલો છો ઓકે તો મેં તમારા ત્યાંથી ટિકિટ બુક કરાવી હતી પણ પછી મારું ટ્રાવેલિંગ પોસપોન થયું હતું તો મેં તમારી ટિકિટ કેન્સલ કરાવી હતી તો ત્યારે મારી સાથે એવી વાત થઈ હતી કે તમે મને રિફંડ કરશો પણ હજુ સુધી મને રિફંડ મળ્યું નથી હા તો એનું કારણ હું જાણી શકું છું કે કેમ મને હજુ સુધી રિફંડ નથી મળ્યું ઓકે હા નિશા મશરૂવાલા ફોટી સેવેન ઓકે હા તો તમે મને મારી આગળ પણ વાત થઈ હતી તમારા કોઈ હશે જેની સાથે તો એમણે મને એવું કીધુ હતું કે એક વીકની અંદર તમારું રિફંડ મળી જશે પણ આજે એક વીક ઉપર બે દિવસ થઈ ગયા તે છતાં પણ મારું રિફંડ આવ્યું નથી મેં મારા બેન્કમાં પણ અકાઉન્ટમાં પણ ચેક કરી લીધું પણ મને મળ્યું નથી રિફંડ તો હવે શું પ્રોસીજર મારે કરવી પડશે પાછી એના માટે ઓકે તો તમે મને કહી શકો કે ક્યારે રિફંડ મળશે મને હજી કેટલા દિવસ એક અઠવાડિયા ઉપર તો બે દિવસ થઈ ગયા ભાઈ તો હજુ પણ તમને કેટલો સમય જોઈશે એટલે ખરેખર શું પ્રોબ્લેમ છે તમે મને રિફંડ આપશો ખરા કે નહીં આપશો તો મને આગળ શું કાર્યવાહી કરવી એ સમજ પડે ઓકે ના એવું તો નહીં હોય તો પછી મને મારું રિફંડ તમે બે દિવસ પછી મળશે તો હું બે દિવસ પછી તમને પાછો કોલ બેક કરું તમે મને પરફેક્ટ ડેટ આપો તો એ પ્રમાણે હું પણ મારા મગજથી એ રહું કે નહીં મારું રિફંડ આવી જવાનું છે આ દિવસે ઓકે હા હા તો તમે મને તમે મને તારીખ આપો કે કઈ તારીખે બે દિવસ ચાર દિવસ એમ નહીં કહું તમે મને તારીખ આપો કે કઈ તારીખે તમે મને મારું રિફંડ પાછું આપશો ઓકે ચાર ચાર તારીખે આપશો ઓકે થેન્ક યુ